હલો રી સાઈકલિંગ કેન્દ્રમાંથી વાત કરો છો હું રમેશભાઈ જનવિહાર સોસાયટીમાંથી વાત કરું છું મારા ઘરે ગેરેજમાંથી અમુક સામાન નીકળ્યો છે જે માટે રિસાયકલ માટે આપવો છે એના વિશે મને માહિતી આપો મને પ્લાસ્ટિકની બેગોનો જથ્થો લોખંડનો કાટમાળ પણ છે તો શું એ રિસાયકલ થશે હું એને કયા આપવા આવી શકું તમારા સાઈડથી કોઈ સામાન લઈ જઈ શકશો થેંક્યું